નમસ્કાર સાહેબ મદદમાં તો એવું છે કે મારે છેલ્લા બે અઠવાડિયાથી ઘણા ખાસા ઇ હેલો સિદ્ધાર્થ મારો કોન્ટેક નંબર જાણવો હોય તો લખી લો સિદ્ધાર્થ જોશી

આજ નંબર ઉપર આવે છે પ્રોબ્લેમમાં સાહેબ મારે છેલ્લા બે અઠવાડિયાથી મારે નેટવર્ક ઇસ્યૂ આવે છે હું ઈન્ટરનેટનો ઉપયોગ બરાબર રીતે નથી કરી શકતો બરાબર તમે મને બે જીબી બે જીબી ડેટા આપો છો સાહેબ પણ એ બે જીબી ડેટાનો મારે પાંચસો એમબી એ વપરાશ તો થવો જોઇએ ને અને વપરાશ જ નથી થતો કેમ કે નેટ જ નથી આવતું સાહેબ અને હું એવું તો છે નહીં કે હું કોઈ પછાત ઇલાકામાં રહું છું હું અમદાવાદ સિટીમાં રહું છું અને અમદાવાદ સીટીમાં નેટ ના આવે કૉલિંગ કરવામાં ઇસ્યૂ થાય ચાલુ કૉલમાં કપાય જાય કૉલ જાય નહી હાજી હાજી આ જગ્યાએ આવે છે ને અને અન્ય જગ્યાએ જાઓ તો ક્યારેક ક્યારેક આવી જાય છે આ જગ્યાએ તો વધારે અમદાવાદ અમદાવાદ મોટેરા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

બે અઠવાડિયાથી બે અઠવાડિયાથી હું ઘણા ફોન ઘણા ફોન પણ કરું છું પણ કોઈ જવાબ જ નથી આપતું ને જીયોમાંથી સાહેબ પણ અમે કસ્ટમર જ છીએ ને અમારુંય ધ્યાન તો રાખવું પડે ને અમે કસ્ટમર જ છીએ ને આઈ ફોન ઈલેવન બધું બરાબર છે સાહેબ એકદમ

રીસ્ટાર્ટ કરું

એટલે તમે અચ્છા તમે અમ કહેવા માગો છો કે મારા સેટિંગમાં વાંધા હશે જીયોમાંતો કંઇ વાંધા નથી હા એમ કહું ફાઇવજી શું કરવાનું સાહેબ ફાઈવજી આ ફોરજીમાં જ નથી આવતી સ્પીડ ફાઇવજી લઇને શું કરશું આમાં તમે ચાર્જ વધારશો વો કરશો તે કરશો હા પણ ચાર્જ લઈને પછી સારી સર્વિસ મળતી હોય તો પછી બીજે પોર્ટ કરાવી લેવું સારું પૈસા દઇએ ને તોય હા ઠીક છે તો હુ ચેક કરી લઉં છું એક વાર ઠીક છે તમે કીધું એ રીતે હું એક વાર ટ્રાય કરી જોઉં નકર પાછો હું ફોન તો કરવાનો